જી મેં મારા સાથીની સાથે ઉત્તરાંચલમાં ખાસ કરીને પવર્તિય વિસ્તાર મસુરીની મુલાકાત કરેલી અને એ મુલાકાતમાં ત્યાંનું આહ્લાદક વાતાવરણ ત્યાંની જે લીલોતરી ખાસ મારા પત્ની જોડે મેં યાત્રા કરી હતી એની અંદર અમારા જે સ્મરણો છે અને જે સાથે અમે યાત્રા કરી છે અને રોમેન્ટિક યાદો એની સાથે અમારી જોડાયેલી છે એટલા માટે એ યાત્રા આજે મારા માટે ખાસ છે